સ્પોટ્સ મેચો અમે જોઈએ છીએ ટીવી પર બી જોઈએ છે લાઈવ જોઈએ છે યુટ્યુબ પર જોઈએ છે અને ઓટીટી પર પણ જોઈએ છીએ હમણાં જ ટૂંક સમય પહેલાં ટી ટવેન્ટી વલ્ડ કપ ગયો છે ત્યારે મારી એકઝામ ચાલતી હતી તો એકઝામ ટાઈમે તો એ લાઈવ જોવા ના દેતા તેથી હું ફ્રેન્ડ જોડે બેસીને લાઈવ ઓટીટી પર જોતો હતો અને લાઈવ ઓટીટી પર જોયા બાદ અમારા ગામની એક ટૂનામેન્ટ રમાઈ હતી જે યુટ્યુબ પર લાઈવ બતાવવામાં આવી હતી તે યુટ્યુબ પર લાઈવ બતાવતા હતા તે લિન્ક દ્વારા બતાવતા હતા ને તે અમે દોસ્તારો જોડે બેસીને યુટ્યુબ પરથી કનેક્ટ કરીને પ્રોજેક્ટર પર કનેક્ટ કરીને અમે ઘરે પ્રોજેક્ટર પર જોઈ હતી ત્યારે ખૂબ જ મજા કરી હતી દોસ્તારો લોકો સાથે બેસ્યા હતા ઠંડુ બંડુ બધું લાવીને બેસેલા હતા ત્યારબાદ ઘણી બધી સ્પોટ ગેમો છે જેમાં ક્રિકેટ છે વોલીબોલ છે બધી ટીવી ટીવી પર લાઈવ મેચો જોઈએ જ છીએ હમણાં ઓલિમ્પિકની મેચ થઈ હતી તે પણ લાઈવ જોઈ હતી ટીવી પર અને હમણાં જ જે આપણા બોક્સિંગ ચેમ્પિયન જે થયા હતા તેમની મેચ પણ ટીવી પર લાઈવ જોઈ હતી દોસ્તાર લોકો સાથે બેસીને ઘરે અને આમ ઘણાં બધા એવી બધી ગેમો છે જે યુટ્યુબ પર લાઈવ જોઈ છે લાઈવ ટીવી પર જોઈ છે ઓટીટી પર જોઈ છે અને મિત્રો સાથે બેસવાની અને જોવાની જે મજા આવે છે એ ખૂબ જ આનંદ દાયક હોય છે અને એ એટલી બધી મજા આવે છે ને કે એનું કોઈ વાત જ નહીં આજે ઘરે તો જોઈ જ શકીએ છીએ ટીવી પર પરંતુ એમાં લાઈવ યુટ્યુબ પર જોવાનું છે આજે ઘણી બધી જગાએ યુટ્યુબ ચેનલ દ્વારા લાઈવ મેચો બીચો બતાવવામાં આવે છે એના પર પણ મિત્રો જોડે જોવાની મજા આવે છે અને એટલો આજે ક્રેઝ થઈ ગયો છે યુટ્યુબ પર લાઈવ મેચ લીંકો દ્વારા બધી ચેનલો દ્વારા બતાવામાં આવે છે ઘણીબધી સ્પોર્ટ્સનું જોવા જાઈએ તો બધી આવે છે ગેમ ક્રિકેટ છે ને કબડ્ડી છે આજે ગામે ગામે ક્રિકેટની મેચો રમાય છે તે આજે યુટ્યુબ પર ચેનલો તો ઘણીબધી ચેનલો દ્વારા લાઈવ બતાવવામાં આવે છે ને આપણે ગમે ત્યાં બેસીને ફ્રેન્ડ લોકો જોડે પણ જોઈ શકીએ ફેમેલી જોડે પણ જોઈ શકીએ છીએ ને આજે મને લાગે ડિઝિટલ જમાનામાં આજે યુટ્યુબ પર ટીવી પર કોઈપણ પ્લેટફોર્મ ઉપર આપણે ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોઈ શકીએ ઘણી બધી અલગ રીતો દ્વારા મેચો જોઈ શકીએ છીએ ને ઓનલાઈનો પણ આપણે ઘણીબધી મેચો જોઈએ છીએ ફેમેલી જોડે ફ્રેન્ડ લોકો જોડે પણ મજા આવે છે જોવાની